શિક્ષણ વ્યવસ્થા વિશે જો વાત કરવામાં આવે તો મારો વિચાર એવો છે કે શિક્ષણની અંદર ગુજરાતી ભાષા ચોક્કસપણે ફરજિયાત ભણાવવામાં આવે એ ઉપરાંત શિક્ષણ એવી રીતે એટલે શિક્ષણ આપવામાં આવે જેથી કરીને બાળકોને અઘરું ના પડે એના માટે સહેલા રસ્તાઓ શોધવા જોઈએ કેટલીક પ્રવૃત્તિઓ કરાવીને બાળકો સુધી જે વાત આપણે પહોંચાડવા માગતા હોઈએ એ પહોંચાડવી જોઈએ અને સરકાર ગ્રામીણ વિસ્તારમાં ભણતર સુધારવા માટે શું કરી શકે તો એના માટે હું એવું કહીશ કે બાળકોને ઘરેથી સ્કૂલમાં લઇ જવા માટે એમને પહેલાં તો એવું કહેવામાં આવે કે ના એમને ફક્ત એક સરળ ભાષામાં શિક્ષણ આપવામાં આવશે એવા ગણિત છે ઇતિહાસ છે એવા અઘરા વિષયોને પહેલાં જ ન બતાવી દેવા જોઈએ કારણકે ગામડાનાં બાળકો ભણતરની સાથે ઘરનું કામ પણ કરતા હોય જેથી કરીને એ શાળાએ આવે અને એ ઉપરાંત એમને કેટલીક સગવડો પૂરી પાડવી જોઈએ જેમકે પેન્સિલ છે પેન છે પુસ્તકો છે જેથી જેથી એ લોકો ન ખરીદી શકે તો આ રીતે બધી વસ્તુ મળી રહેતી હોય તો એ ભણવા માટે શાળાએ આવે એ ઉપરાંત એમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ જેથી કરીને એ શિક્ષણથી દૂર ન ભાગે પરંતુ શાળાએ આવીને શિક્ષણ લે